હું મારી બાઇકની સંભાળ એવી રીતે નથી રાખતો કે તે માત્ર એક બાઇક છે પરંતુ એવી રીતે રાખું છુ કે તે મારા ઘરનો જ એક સભ્ય છે હું મારી બાઇકને દર અઠવાડિયે વોશ કરું છું તથા દરરોજ સવારે તેની સાફ સફાઈ કરું છું તથા સમય જતાં તેને સર્વિસમાં પણ આપું છું અને તેની દેખભાળ પણ રાખું છું તે મારા ઘરનું એક સદસ્ય હોય તે રીતે જ હું તેની દેખરેખ રાખું છું કારણ કે આ મારા જીવનની પ્રથમ બાઇક છે અને આ બાઇક મેં મારા પોતાના પૈસાથી ખરીદી છે હું તેને મારા જીવનની એક અલગ સ્થાન આપ્યું છે જયારે આપણી બાઇક દ્વારા કોઈ લાંબા અંતર પર મુસાફરી કરવા નીકળ્યા હોઈએ ત્યારે સામાન્ય રીતે આપણને થાક અનુભવાય છે કારણ કે આપણે અમુક ચોક્કસ સમય સુધી જ બાઇક પર ડ્રાઈવ કરી શકીએ છીએ અને બાઇકમાં મુખ્યત્ત્વે એક ડ્રાઈવર હોવાનાં કારણે થાક વધારે અનુભવાય છે તથા કમર દર્દનો પણ ચાન્સીસ વધારે હોય છે બાઇક પર સવાર બંને વ્યક્તિઓ જો ડ્રાઈવ કરી શકતા હોય તો તે બંને વારાફરતી ડ્રાઈવ કરે તો બંનેને થોડી રાહત મળી શકે છે જેથી કરીને વધારે સમસ્યા ઉભી થતી નથી જયારે અમે લાંબા માર્ગે નીકળ્યા હોઈએ ત્યારે અમુક ચોક્કસ અંતરે બાઇકને ઉભી રાખીને હોલ્ડ અથવા બ્રેક લઈએ છીએ જેનાં કારણે બાઇકને પણ રાહત મળે છે તથા ડ્રાઈવરને પણ રાહત મળે છે લાંબા સમયેની ડ્રાઈવ પર નીકળતા પહેલાં અમે બાઇકની સ્થિતિ ચૅક કરીએ છીએ જેથી કરીને રસ્તામાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી ઉભી થતી નથી અને તેની સાથે ભરપુર નિદ્રા પણ લઈને અમારો સફર નક્કી કરીએ છીએ તથા બાઇક પર સવાર બંને વ્યક્તિઓને હૅલ્મેટ તથા બાઇકના બંને મિરર ઇન્ડિકેટર બ્રેક્સ જેવી નાની નાની બાબતોનો પણ અમે ધ્યાન રાખીએ છીએ